આમ જોવા જઈએ તો હવે આજના સમયમાં કોઈપણ એવો વ્યવસાય નહીં હોય જે વીજળી પર આધારિત ના હોય તો હા અમારો પણ વ્યવસાય શિક્ષકનો વ્યવસાય વીજળી ઉપર આધારિત છે પરંતુ આને થોડું આપણે અલગ રીતે જોવા જઈએ તો વીજળી કાપ જ્યારે થાય છે ત્યારે શિક્ષણના વ્યવસાયમાં પણ એની અસર ઘણી બધી થતી હોય છે જેમ કે આજે ઈજનેરી કોલેજમાં હું જ્યાં ભણાવું છું ત્યાં હવે બધે સ્માર્ટ બોર્ડ આવી ગયા છે લેપટોપ ઉપર પણ ભણાવું પડે છે તો જ્યારે પણ વીજળી કાપ થાય ત્યારે આ બધા જ જે મશીનો છે એ કામ કરતાં બંધ થઈ જાય છે બીજું ઘણા બધા આપણે પ્રેક્ટિકલ મશીનો ઉપર કરવાના હોય છે તો એ પણ ચાલી શકતા નથી અને વીજળી કાપ થાય ત્યારે પ્રકાશ માટે તો ઘણા બધા વિકલ્પો હવે આપણી પાસે હોય છે જેમ કે આપણે આપણી ઇમરજન્સી લાઇટ કે ઇમરજન્સી બેટરી કે એ બધું હોય છે પરંતુ વીજળી કાપ થવાથી મોટા મોટા મશીનો કે સાધનો જેવા કે એરકન્ડિશન છે કે બીજા મોટા સાધનો જેના માટે વધારે વીજળીની જરૂર પડે એવા મશીનો આપણે ચલાવી શકતા નથી અહીંના લોકો પાસે ઈન્વર્ટરની વાત કરીએ તો બહુ ઓછા છે એના બે કારણો હોઈ શકે કે અહીંયા સતત વીજળી કાપ એટલો બધો થતો નથી અને બીજું કારણ એ પણ હોઈ શકે કે ઈન્વર્ટરનો આપણે ભાવ જોવા જઈએ તો એ થોડો મોંઘો પડતો હોય છે એ જ બે કારણોને કારણે અહીંના લોકો પાસે ઈન્વર્ટર નથી પરંતુ જો આપણે માહિતીની વાત કરીએ તો લો અહીંના લોકો ઈન્વર્ટર થી ઘણા બધા માહિતગાર છે અને એ લોકોને એ પણ ખબર છે કે જ્યારે ઈન્વર્ટર યુસ આપણે ઉપયોગ કરીએ તો એના કારણે આપણે ઘરમાં જે સાદી વીજળી જેનાથી પંખા અને લાઇટો ચલાવી શકીએ છીએ એ સારી રીતે આપણે ચલાવી શકીશું